મારે આણંદથી અમદાવાદ જવાનું હતું ત્યાં હું અમદાવાદ પહોંચ્યો અને મેં ઓલા મગાવ્યું હતું અને અડધા કલાકથી ઓલા આવ્યું નહીં મારા પૈસા પણ મેં પે કરી દીધા હતા હવે મારે અડધો કલાક પણ લેટ થઈ ગયું છે હું ખરેખર બહુ જ ગુસ્સામાં છું

ઉપર વધારાનું પેમેન્ટ કરી આપશો જેથી મારો ગુસ્સો શાંત થાય